હું તીર્થ વાત કરી રહ્યો છું અત્યારના જે મેં સ્વીગીથી તમારે ઓડર કર્યું છે એક પિઝાનો એમાં મને વધારવાનું વસ્તુઓ એડ કરવાની છે એમાં એક પિઝા ચીઝ ક્યુબ એક એલેપેનો સોસ અને એક પિઝા સોસ ઉપરથી વધારીને મને મોકલજો